મને આપણી આસપાસ બનતી ઘટનાઓ અને હકીકતો ઉપર આધારિત લખવાનું બહુ ગમે છે અને તેમાં થોડાક કલ્પનાના રંગો ઉમેરીએ એટલે કોઈ સરસ વાર્તા તો બની જ જાય જો તમને લખવાનો શોખ હોય તો અને એ માટે જો તમે હકીકતો ઉપર આધારીત ઘટનાઓ જ્યારે લખો છો ત્યારે એ સમાજમાં જ બનેલી ઘટનાઓ હોય છે જેમાં તમે કલ્પનાના રંગો ઉમેરો છો એટલે એ લોકભાગ્ય પણ બની શકે એવું પણ બની શકે જો તમે ફક્ત હકીકત પર આધારિત લખો તો ક્યારેક એવું બને કે એ વાર્તા કે લખાણ તમારું નીરસ બની જાય પણ એમાં કલ્પનાના રંગો ઉમેરો તો તે વાચકોને પણ વાંચવાનું ગમશે અને તે એક લોકભાગ્ય કોઈ કથા કે વાર્તા કે કોઈ એવું લખાણ બની શકે જે સમાજને પણ ઉપયોગી થઈ શકે

મારી એક હકીકત પર આધારિત એક વાર્તા છે જે હું તમને ટૂંકમાં કહેવા માંગીશ આપણા ગુજરાતી કલ્ચરમાં જે મરણ થઈ જાય છે ત્યારે મરશિયા ગાવામાં આવે છે જે પેલા ખરખરો કરવા આવે મતલબ કાણ કરવા આવે ત્યારે મરશિયા ગાય છે એના ઉપર આધારિત એક મેં વાર્તા લખેલી છે નાની જે હું તમને કહેવા માગું છું આજે એક યુવતી છે સમથિંગ સમજો તીસ પાંત્રીસ વરસની હવે તેની જીવનમાં જે ઘટનાઓ બની છે એમાં થોડા કલ્પનાના રંગો પર પણ ઉમેરેલા છે હા હવે આપણે એ વાત હું તમને કહેવા માંગીશ અત્યારે એ યુવતી છે તીસ પાંત્રીસ વર્ષની જે ઓલરેડી લગ્ન થઈ ગયેલી છે અને તેનો જે પતિ છે શરૂઆતમાં તો તેની સાથે બરોબર હતા પણ તેમના પતિનું જ્યારે બીજી જગ્યાએ અફેર ચાલુ થઈ જાય છે ત્યારે એ તે આ આપણી કથાની જે હીરોઈન છે જે યુવતી આપણે સપના નામ રાખીએ હા એ એ સપનાને કહી દે છે કે હવે મારા જીવનમાં આ નવી યુવતી આવી ગઈ છે હું તેની સાથે લગ્ન કરવા માગું છું અને હવે હું તારી સાથે રહી શકું તેમ નથી તું મને છૂટાછેડા આપી દે પણ પેલી ના પાડે છે કારણ કે તે ગામડાંની યુવતી હોય છે અને તેના સંસ્કારો મુજબ તે કે છે બસ એક ભવમાં બે ભવ મારે નથી કરવા એવું એમના પતિને કહે છે એટલે કહે છે કે હું તમને છૂટાછેડા નહીં આપી શકું ત્યારે તેનો પતિ કહે છે કોઈ વાંધો નહીં પણ હું તારી સાથે નહીં રહી શકું અને આ ઘરમાં તો રહી જ નહીં શકું એટલે પેલી યુવતી કે કહે છે કઈ વાંધો નહીં એમ કરીને એનું ઘર છોડીને નીકળી જાય છે હવે તે નીકળીને બસ બાજુના એક નાના શહેરમાં આવે છે ત્યાં વિકાસગ્રામમાં આશરો લે છે અને વિકાસગૃહના સંચાલિકા તેમને કહે છે કે કોઈ વાંધો નહીં હું તમને કોઈ નોકરી કે યોગ્ય અપાવી શકીશ તો એક તેમના ઓળખીતાની હોસ્પિટલ હોય છે ત્યાં તેને મતલબ નોકરીએ રખાવી દે છે ત્યાં બધું નાનું મોટું કામ કરવાનું ને એવું બધું કહે છે એટલે ત્યાં આગળ હવે હોસ્પિટલના સંચાલકો છે એ કે છે કે ભાઈ અહીંયા છે ને ઘણા પેશન્ટો એવા આવે છે કે જે જેનું આગળ પાછળ કોઈ હોતું નથી તમારે એવા લોકોની સેવા કરવાની છે અને શક્ય બને તો એવા લોકો જ્યારે કદાચ ન બનવાનું બની જાય અને તેનો સ્વર્ગવાસ થઈ જાય તો તમારે તમામ ક્રિયાઓ તેનો એક પરિવારજન છે એમ સમજીને તમારે ક્રિયાઓ કરવાની છે બધી તેમની એટલે પેલી યુવતી કે છે કોઈ વાંધો નહીં આમ પણ હું તો એકલી છું મારા આગળ પાછળ કોઈ છે નહીં તો જેનું કોઈ આ સમાજમાં છે નહીં તેનું બનવામાં મને કોઈ વાંધો નથી એટલે એ પોતાનું મન એમાં લગાવી દે છે હવે એકવાર એવું બને છે કે એક પેશન્ટ આવે છે મતલબ થોડા વર્ષો પછીની વાત છે એટલે એક પેશન્ટ એવું આવે છે જે જેનું આગળ પાછળ કોઈ નથી હોતું એટલે સંચાલકો કે છે જો આનું આગળ પાછળ કોઈ છે નહીં અને આની અને આ પેશન્ટની અંતિમ ક્ષણો છે એટલે તમારે બરાબર તેમનું ધ્યાન રાખવાનું છે સેવા કરવાની છે અને ટૂંકમાં સંભાળ રાખવાની છે બધી કે કઈ વાંધો નહીં હવે એ પેશન્ટને પેલી યુવતી એ પેશન્ટને જોવા જાય છે જોવા જાય છે તો એનું એ પેશન્ટનું ચહેરો જોઈને પેલી આઘાત પામી જાય છે તેને ખબર પડી જાય છે કે આ કોણ છે આ વ્યક્તિ પણ તે સંચાલકોને કહેતી નથી કે આ વ્યક્તિ મારું અંગત છે એટલે કે હા એ પેશન્ટ હોય છે તે એમનો પતિ જ હોય છે જેની આગળ પાછળ કોઈ નથી એવી રીતે તે ત્યાં પેશન્ટ બનીને દાખલ થાય છે હોસ્પિટલમાં તે સંચાલકોને કહેતી નથી હવે અઠવાડિયાની સેવા કરે છે અઠવાડિયા એક પછી પછી તે પેશન્ટનું અવસાન થઈ જાય છે એટલે બધી ક્રિયાઓ તેને સામાજિક લૌકિક બધી ક્રિયાઓ તે યુવતીને કરવી પડે છે કારણ કે તે હોસ્પિટલ સાથે એ બધું કરવા માટે બંધાયેલી હોય છે એટલે હવે એ બધું કરે છે અને બધું આ ટૂંકમાં લૌકિક ક્રિયાઓ આ તે બધું કરે છે પછી પછી બધું પતિ જાય છે પછી બીજે દિવસે તે ઘરેથી જાય છે નદીના ઘાટ પર જાય છે નદીના ઘાટ પર જઈને તે પોતાની હાથમાં જે બંગડીઓ હોય છે તે ત્યાં નદીના ઘાટ ઉપર ફોડી નાખે છે પથ્થર મારીને જે આપણી આપણા ટૂંકમાં રિવાજો મુજબ આપડા આપણી ગુજરાતી સંસ્કૃતિ મુજબ આપણા રિવાજો મુજબ તે પોતાની બંગડીઓ ફોડી નાખે છે કારણ કે તેને ખબર છે કે જે ગઈકાલે જેની હું અંતિમ ક્રિયા કરી આવી તે મારો પતિ હતો અને સાચ્ચા મતલબ સાચા અર્થમાં સામાજિક રીતે હું આજે તેની વિધવા થઈ છું એટલે તે નદી કિનારે જઈને પોતાની બંગડીઓ ફોડે છે અને સાથે લાવેલા કપડામાંથી સફેદ સાડી કાઢીને સફેદ સાડી પહેરી લે છે બસ આ એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક રંગો ભરીને મેં એક વાર્તા લખેલી છે તેના થોડા અંશો હતા અને હા મારા મનગમતા લેખકો છે આમ જોવા જઈએ તો ઘણા બધા છે પણ બે ચાર તમને નામ કઉ છું એક એલિસ મેકલિન હતા તેમની ગુજરાતી અનુવાદિત વાર્તાઓ મેં વાંચેલી છે યુદ્ધકથાઓ હતી એ બોઉ સરસ હતી તેના પરથી હોલિવુડમાં ફિલ્મો પણ બનેલી છે ઘણી બધી બીજા એક હતા જેમ્સ હેરલિક ચેઝ તેની એક એક્શન થ્રિલર સસ્પેન્સ વાર્તાઓ હતી તે મને બહુ ગમતી અને હા આપણા ગુજરાતી લેખકો છે આર કે સન મેહતા વજુ કોટક બીજા એવા એવા ઘણા બધા છે ચુનીલાલ મડિયા તે ઘણા બધા છે એવા એમની મતલબ ઘણી બધી વાર્તાઓ છે અને એની વાર્તાઓ પરથી ઘણી બધી ફિલ્મો પણ બનાવામાં આવી છે હરિકિશન મહેતાની વાર્તાઓમાંથી ઘણી બધી મને બહુ પસંદ પડી ગઈ છે તેમાંથી વંશ વારાષતી પછી પેલી બે ત્રણ અલગ અલગ વાર્તાઓ છે જે ચિત્રલેખા મેગેઝિનમાં હફતાવાર પ્રગટ થયેલી અને એક તેની પ્રવાસ કથા હતી સ્વીડન સોનાનું પિંજર તે પણ મને બહુ ગમેલી અને હા વજુ કોટકની જે વાર્તાઓ છે હા કે ના રાતરાણી તે ઘણી બધી છે વજુ કોટક તો જે લખતા વાર્તા તે મતલબ ફિલ્મો ઉપર ફિલ્મોને ધ્યાનમાં રાખીને જ લખતા કે જો કે ધારો કે તેના પરથી ફિલ્મો બનવામાં આવે તો આરામથી બની શકે તેવી વાર્તાઓ લખતા એવી ઘણી બધી વાર્તાઓ હતી જે મને બહુ જ પસંદ છે તે વાંચવી